હલો નમસ્કાર સર એચપી સર્વિસ સેન્ટરમાંથી વાત કરું છું નીર મોદી બોલો હા બોલો ને સાહેબ હા ઓકે સર ઓકે ઓકે સર તો આપનું સેના માટે યુસ રહે છે આપ કોઇ ગેમિંગ કે સોફ્ટવેર નો યુસ કરો છો એમાં આપનો સન કે ગેમિંગ કે એવો રમે છે ઓકે ઓફિસ યુસ માટે કોઇ તમારે ઈન્ટરનેટ યુસીસમાં કરો છો કે ઓફલાઇન સોફ્ટવેર છે આપનો ઓનલાઇન નેટ યુએસએસ માટેનો તો એમાં ઘણી વાર શું થાય છે બ્રાઉઝિંગ હિસ્ટરી હોય છે બધી કેચ ને આવેલા હોય એટલા માટે થાતો હોય છે હેંગિંગ ઇસ્યુ જનરલી મને તમારો બિલ નંબર ખાલી આપી શક્સો કોડમાં લેપટોપ હશેને એમાં પાછળ લગાવેલો હશે ચાર આંકડાનો કોડ એ મને ખાલી કોડ આપી દો ને તો હું સિસ્ટમમાં ચેક કરી લઉં ઓકે રેડી બરોબર છે પરાગભાઈ દેસાઈ ટૂંકમાં છ મન્થ થયાં છે સર આ કોઇ ઇસ્યુ નથી પણ જો તમે રે કો ન તો એક વાર તામરું જે ડેટા હોય એ બીજી ડ્રાઇવમાં કે એમાં સેવ કરી લેજો આપણે એક વાર ફોરમેટ મારી અને વિન્ડોસ છે ન પાછો અપડેટ કરી દઈએ એક વાર શું છે કે સ્પેલ કઈ આવી હોય તો એ નીકળી જાય અત્યારે હેગિંગ માટેનો મેઈન ઇસ્યુ જે છે બરોબર આમ તમે સોફ્ટવેર વાપરો કે ત્યારે કે લેપટોપ ચાલુ બંધ કરો તો કેટલી વાર લાગે છે ઓકે ચાલુ બંધ કરવા માટે તો સેમ ટાઈમ એ ચાલુ થઈ જાય છે યા ફાસ્ટ યા બહુ સ્લો થાય છે ચાલુ બંધ કરવા ઓકે ના સર આ ફી સિક્સ મન્થ થયાં છે ને ફોરમેટ તો ફ્રી ઓફ કોસ્ટ થઈ જશે તમને બરોબર છે વિન્ડોસ અપડેટ કાંઈ નથી ફર્સ્ટ ઈયર માટે સર્વિસ ફ્રી હોય છે અને તમારું જે સોફ્ટવેર હોય છે ઓફલાઇન સોફ્ટવેર એ તો ઈ ઇન્સ્ટોલ કે એનો સેટઅપ તમે બીજી ડ્રાઇવમાં લઇ લેજો કેમ કે જે ડેટા એ જે છે એ નીકળી જશે ઓકે હા થેંક યૂ